આપણે પશુપાલનની વાત કરીએ તો ઘણા પ્રકારના પશુઓ આપણે પાળી શકીએ છે જેમ કે ગાય મરઘીઓ અને પછી માછલીઓ અમુક લોકો પાળે છે અમુક અમુક બકરીઓ પાળે છે આવા ઘણા બધા પ્રકારના પશુઓ લોકો પાળે છે આપણે વાત કરીએ તો આપણે આપણી મરજી ઉપર છે ને આપણે જગ્યા ઉપર પણ છે કે આપણે એક પશુ પાળવું છે એક પ્રકારના પશુઓ પાળવા છે કે બે થી ત્રણ પ્રકારના પશુઓ તમને પાળવા છે કારણ કે બહુ બધી વસ્તુઓ આમાં જોવા જ જોવી પડે જેમ કે જગ્યા જોવી પડે પૈસા જોવા પડે અને તમે પ્રો બરાબર રીતે એમનો ધ્યાન રાખી શકો છો કે નથી રાખી શકતા એ પણ જોવું પડે કારણ કે પશુઓને બહુ લગનથી અને પ્રેમથી રાખવું પાડે પડે છે એને બહુ ધ્યાનથી રાખવું પડે છે એટલા માટે જેમ કે તમારી પાસે જા વધારે જગ્યા હોય તો તમે વધારે પણ જાનવર પા પાળી શકો છો પરંતુ એમને એમની જગ્યા પ્રમાણે પાળો જેમ કે મરઘીઓ હોય તો મરઘાંના વાડામાં રાખો ગાય હોય તો ગાયના વાડામાં રાખવાનું બકરી હોય તો બકરીના વાડામાં રાખવાના અને બધાને ટાઇમ પ્રમાણે જમવાનું આપવાનું આવું બધું હોય છે અને પૈસાની વાત કરીએ તો આમાંથી આપણે જે આવકના સ્રોત તરીકે અમે કેવી રીતે કરીશ જેમ કે ગાય હોય તો ગાયના ગાયનું દૂધ કાઢીને આપણે દૂધ વેચી શકીએ દૂધમાંથી પનીર બનાવી શકીએ આપણે અને આવી બધું વસ્તુઓ ઘી બનાવી શકીએ અને પછી મરઘીની વાત કરો તો અંડા પણ આપણે એમનાં વેચી શકીએ મરઘી પણ વેચી શકીએ અને ઘેટાંને આ બધી વાત કરીએ આપણે તો એમનો ઉન અને આ બધું આપણે વેચી શકીએ